અરે જીજ્ઞા એ જીજ્ઞા તમારા ત્યાં લાઈટ છે અરે અમારા ત્યાં લાઈટ હમણાં જ ગઈ હા આજે તો મહેમાન આવવાના છે ઘરે ડિનરનું છે અને આ વીજળી પુરવઠો એકદમ ખોરવાઈ ગયો છે હા તો હા હા બિલ પર નંબર હોય છે હા હા હા હું ફોન કરી લઉં હા ચાલ અ હેલ્લો આ ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસમાંથી બોલો છો હા ભાઈ હું અડાજણ વિસ્તારમાં રહું છું અને લગભગ વીજળી પુરવઠો પંદર વીસ મિનિટથી બંધ થઈ ગયો છે તો જરા મને જણાવશો કે શું ફોલ્ટ છે અને જલ્દીથી રિપેર કરીને ક્યારે આવશે લાઈટ હા આજે મારા ઘરે બધા મહેમાનો આવવાના છે અને સાંજે જમવાનું અહીંયા છે હા તો પ્લીઝ જરા મહેરબાની કરીને જરા જલ્દી ચાલું કરવો ને હા હા હા